ભારતની ઘણી બધી જાણીતી નૃત્ય શૈલીઓ છે જેમકે ભરતનાટ્યમ કથક આસામનું બીહુ ઓડિશાનું ઓડિસી મહારાષ્ટ્રનું લાવણી રાજસ્થાનનું ઘુમર નૃત્ય ગુજરાતના ગરબા આવી ઘણી બધી નૃત્ય શૈલીઓ જોવા મળે છે તેમાં ભરતનાટ્યમ ના કલાકાર આપણે ગુજરાતમાં મૃણાલિની સારાભાઈ થઈ ગયાં અને તેમણે એક નૃત્ય એકેડેમી પણ ખોલેલી છે અને તે હાલ તેમની દીકરી મલ્લિકા સારાભાઈ ચલાવી રહી છે મલ્લિકા સારાભાઈ પણ બહુ સારાં નૃત્ય કલાકાર છે ઉપરાંત ભારતના કથકના એક બહુ જાણીતા કલાકાર હતા ગોપી કિશન અને તેઓ ફિલ્મમાં કોરીઓગ્રાફર તરીકે કામ કરતા હતા તેમણે ફિલ્મ મુગલ એ આઝમમાં કોરીઓગ્રાફી તો કરી હતી પણ એક ગીતમાં તેઓ પોતે આપણને નૃત્ય કરતા દેખાય છે ઉપરાંત ફિલ્મ જનક જનક પાયલ બાજેમાં તેઓ પોતે અભિનેતા હતા નૃત્ય કલાકાર પણ હતા અને આ આમાં નૃત્યની કોરિયોગ્રાફી તેમણે કરેલી છે આ ફિલ્મ પણ બહુ જ સરસ આપણને જોવા મળે છે બસ આવા બધા ઘણા બધા જાણીતા કલાકારો ભારતમાં છે